હુ રોજ સવારે દોડવા જાઉં છું દોડવાની વાત કરું તો આપણે સાંજે ન જ દોડવું જોઈએ સવારે દોડવું જોઈએ કારણ કે એનું એની વાત કરું તો જુઓ કારણ કે આપણે રાત્રે વહેલાં સુઈ જઈએ દસ કલાકની ઊંઘ મળે એટલે આપણે ઉઠીએ ત્યારે સવારે આપણું શરીર એકદમ સ્ફૂર્તિલું હોય છે અને દોડવાને કેટલો સમય આપવો જોઈએ તો એની વાત કરું તો દોડવા માટે આપણે વધારે નહીં તો એક કલાક તો આપવો જ જોઈએ રોજ દોડવા માટે આપણે સારો ખોરાક લેવો જોઈએ જેમ કે ખજૂર દૂધ ચણા અને સારું પ્રોટીનવાળું ખાવું જોઈએ તો જ આપણું શરીર આપણને સાથ આપી છે દોડવા માટે અને દોડવાની વાત કરું તો એક બી દિવસ એમાં ગેપ ના પડવું જોઈએ ગેપ પડશે તો તમારું શરીર નબળું પડી જશે કારણ કે એનું રિઝન હા એમરજન્સી હોય તો કંઈ વાંધો નથી પણ એના સિવાય એક બી ગેપ ના પડવો જોઈએ રોજ રોજ દોડવાથી તમારું શરીર સ્ફૂર્તિલું અને એકદમ નિરોગી બને છે